સૌથી પહેલાં તો એક જણાવી દઉં કે હું એક શિક્ષિકા છું તો હું પહેલાં પૈસા કમાયા છે હવે એમને હું રોકાણ કરું છું રોકાણ કરું છું મ્યુચ્યુઅલ ફંડમાં પણ મેં રોકાણ કર્યા છે નાણાં મારા એમાં મને સારું વળતર મળ્યું હતું પછી મારા બે ત્રણ દોસ્તો હતા એમણે કીધું કે શેર માર્કેટમાં પણ થોડું રોકાણ કરી દો તો એમનું વળતર વધારે સારું મળે મેં એમના પણ વળતર માટે મેં રોકાણ કર્યા એમાંથી મારે સારું વળતર મળ્યું મારા દોસ્તોની સલાહ મારે સારી કામ એવી આવી અને મેં એમના માહિતીમાંથી પૈસા કમાયા છે મ્યુચ્યુઅલ ફંડમાંથી કમાયા શેર માર્કેટમાં માંથી પણ કમાયા અને હવે મારી સારી આવક શરૂ થઈ ગઈ છે હવે એ જે મારે વળતર મળ્યું એ મેં ફરીથી એમને રોકાણ કર્યું તો એનાથી મારે વધું હજી રોકાણમાંથી મને વળતર સારું મળે એની મેરી મારી કોશિશ હજુ જારી જ છે